હલો હા હું સ્ટુડન્ટ નીરવ સર બોલો છો હા તો આપણે રમત ગમત માટે પ્લેયરો લેવાના છે તો અત્યારે મુંબઈ અને દિલ્હી અને અમુક જાતની મોટી મોટી કંપનીઓ આવવાની છે તેમાં આપણે રમત ગમતમાં ભાગ લેવાના છે

હા તો આપણે આશા રાખીએ આપણે આ અમે આશા રાખીએ જ છીએ કે તમે ખૂબ મોટા પ્લેયર બનો બનીને આવો અને ખૂબ મહેનત કરો અને ખૂબ આગળ વધો અને આપણો નામ ખૂબ આગળ વધે તેવી આશા રાખીએ છીએ ઓ સારું સારું થોડી આપણે મદદ કરીશું ને થોડું શીખવાડીશું પણ અને આપણું નામ પણ ખૂબ આગળ વધે અને કંપનીઓવાળા આપણને ખરીદે તેવી મહેનત કરીશું આપણે